અમારા વિસ્તારની અંદર જે નર્મદા જિલ્લો રાજપીપળા શહેરની અંદર આવેલું એક સુંદર કુદરતની ગોદમાં એક વિશાળ રમતોના મેદાનો તેમજ વિવિધ ક્ષેત્રોની અંદર ઉપયોગ થાય એવા પુરાણી બંધુઓ દ્વારા શ્રી ગુજરાત વ્યાયામ પ્રચારક મંડર દ્વારા સંચાલિત શ્રી છોટુભાઈ પુરાણી મહાવિદ્યાલય જેની અંદર વિવિધ પ્રકારના રમત ગમતના ક્ષેત્રોનું મેદાનોનું નિર્માણ કરવામાં આવેલું છે જેની અંદર બાળકોના શારીરિક વિકાસ માટે આ પુરાણી બંધુ છોટુભાઈ બાલકૃષ્ણ પુરાણી અને અંબુભાઈ બાલકૃષ્ણ પુરાણી બે બ્રાહ્મણના દિકરાઓએ યુવાનોને ઘડવા માટે આ સંસ્થાની સ્થાપના કરી હતી જેની સ્થાપના ઓગણીસો આડત્રીસની અંદર ગુજ્રરાત વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા ચલાવવામાં આવે છે આ સંસ્થાની અંદર ખીલાડીઓ માટે તેમજ નાના નાના ભૂલકાઓ માટે ઘણી વિવિધ પ્રકારની શીબિરોનું આયોજન થતું હતું જેની અંદર ગ્રીષ્મયામ સિબિર જે બાળકોને અંદર એક મહિનાની માટે ગ્રીષ્મ એટલે કે સમર ગા દરમિયાન બાળકોને વિવિધ પ્રકારની કસરતો શિક્ષણ તેમજ જ્ઞાનની પ્રાપ્તિ માટે આ સંસ્થાની અંદર ઉપયોગમાં આવતી તી અને જે બાળકોને ગ્રીષ્મયામ શિબિર શિબિર ટૂંકમાં તમને કહું તો ગ્રીષ્મયામ શિબિરની અંદર એક માસ માટે બાળક પોતાના ઘરથી દૂર રાજપીપળામાં આવેલી સંસ્થા શ્રી છોટુભાઈ પુરાણીની અંદર ચાલતી સંસ્થાની અંદર બાળકોને સાધન વ્યાયામ શીખવાડવામાં આવે જેમાં સાધન વ્યાયામ એટલે કે આપણેે લાઠી ડમ્બેલ્સ લેઝીમ વોન તલવાર જમૈયા ભાલા મ્યુઝિક આવી વિવિધ પ્રકારના સાધનો વ્યાયામો બાળકોને શીખવાડવામાં આવતા હતા સાથે સાથે બાળકોને વિવિધ પ્રકારની કસરતો બી શીખવાડવામાં આવતી હતી જેમાં કેલેસેનીક પિરામિડ સાથે સાથે બાળકોને વિવિધ રમતોનું બી જ્ઞાન શીખવાડવામાં આવતું હતું રમતોની વાત કરીએ તો બાળકોને ગ્રીષ્મયાન શીબિરની અંદર સવારે વ્યાયામ કરવામાં આવે બપોરે બાળકોને રમતને અનુરૂપ વિવિધ પ્રકારની કસરતો કરવામાં આવે સાથે સાથે બાળકોને એ રમત અંગેનો અભ્યાસ અને રમતગમતના મેદાનોની બી માહિતી આપવામાં આવતી હતી સાથે બાળકોના માટે અહીંયા આગળ ભોજનની બી વ્યવસ્થા પણ કરવામાં આવે આ જે સંસ્થા છે એ અગ્રેજોના સમયની સંસ્થા છે જ્યાં આગળ પુરાણી બંધુઓ દ્વારા અંગ્રેજો સામે લડવા માટે આ સંસ્થાની અંદર યુવાનોને તૈયાર કરવામાં આવતા હતા એનો આ એક ભાગ છે ગ્રીષ્મયામ શીબિર જેમાં બાળકોને ફૂટબોલ વોલીબોલ બાસ્કેટબોલ જમૈયા જિમ્નાસ્ટીક પિરામિડ આવી ઘણી બધી રમતોનો સમાવેશ કરીને બાળકોને શીખવાડવામાં આવે છે સાથે સાથે આ સંસ્થાની અંદર યુવાનોને પ્રોત્સાહન કરવા માટે પાવાગઢ ચઢાણ સ્પર્ધાનું બી આયોજન થતું હતું જેમાં વીરોની અંદર વિવિધ શક્તિઓ દેખાય સાથે સાથે ગિરનારની પરિક્રમા બી ચાલવામાં આવતી હતી પર્વતારોહણની પરિક્રમાઓ બી ચાલતી હતી એમ જ મેરથોન એટલે કે ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા લાંબા અંતર સુધી દોડવાની બી વિવિધ ક્રિયાઓનું કરવામાં આવતું હતું આ સંસ્થાની અંદર યુવાનો માટે ફ્રી નિઃશુલ્ક સેવાઓ થાય છે જેમાં બાળકો કબડ્ડી રમી શકે છે ફૂટબોલ રમી શકે છે જિમ્નાસ્ટીકસ કરી શકે છે અને સમરના દરમિયાન બાળકો માટે અહીંયા આગળ સ્વિમિંગપુલની બી વ્યવસ્થા છે જે બાળકોને તરવામાં માટે ઉત્સાહિત કરે છે અને શિક્ષણ આપવામાં આવે છે સાથે સાથે અબુંભાઈ પુરાણી હાઇસ્કૂલની અંદર બાળકોને શિક્ષણનું જ્ઞાન આપવામાં આવે છે શિક્ષણના જ્ઞાનની સાથે સાથે બાળકોને વિવિધ કસરતોના બી જ્ઞાન આપવામાં આવે છે જેમ કે બાળકોને અંદર સ્પોર્ટ સ્કૂલો ચાલે છે આ સ્પોર્ટ્સ સ્કૂલની અંદર આ તરે જિમ્નાસ્ટિક્સ હૅન્ડબોલ વોલીબોલ બાસ્કેટબોલ વિવિધ પ્રકારની ક્રિયાઓ કરવા માટે ઉપયોગમાં આવે છે સાથે મેં તમને વાત કરું તો ગુજરાત વ્યવયામ પ્રચારક મંડળ દ્વારા સંચાલિત શ્રી છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ ફિઝિકલ એજ્યુકેસનનો બી અભ્યાસ ચાલે છે જે અભ્યાસની અંદર બેચલર ડિગ્રી દાખલા તર જેમ કે બેચલર ઓફ ફિઝિકલ એજ્યુકેસનનું બી ચાલે છે અને સાથે સાથે માસ્ટર ઓફ ફિઝિકલ એજ્યુકેસનનો બી કોર્સ ચાલે છે આ કોર્સ એક વ્યવસાયિક કોર્સ છે જે બાળકોની અંદર વિવિધ પ્રકારની શિક્ષણ વ્યવહાર અને કઈ રીતે જીવનમાં આગળ વધવું એ પ્રમાણની વિવિધ જાણકારીઓ મળતી હોય છે આ ક્રિયાઓની અંદર બાળકોને સવારે પ્રાર્થના તેમજ એના પછી બાળકોને વિવિધ પ્રકારના વ્યાયામો કરવામાં આવે છે આ વ્યાયામોની અંદર બાળકો ફ્રીમાં સવારે એમને સારી ઉર્જા સાથે વ્યાયામ કરાવે છે સાથે સાથે બપોરે એમને જ્ઞાનાત્મક બી કરવામાં આવે છે અને સાંજના સેસનની અંદર બાળકોને વિવિધ પ્રકારની એકસરસાઇસો કરવામાં આવે છે આ સંસ્થા જે રાજપીપળાનું ગઢ કહેવામાં આવે છે જેની અંદર બાળકો આજુ બાજુમાં રહેતા આદિવાસી વિસ્તારના બાળકોને બી જિમ્નાસ્ટિક કરવા માટે આ સંસ્થાઓ ખૂબ જ ઉપયોગી છે જે નાના નાના ભૂલકાઓ અહીંયા આવે છે અને જિમ્નાસ્ટિક્સ કરે છે એની એની સાથે સાથે બાળકોને વિવિધ પ્રકારની કસરતો કરવા માટે આવે છે ને આપણાં લોકલાડીલા એવા આપણાં જે જે અમારા વિદેશ મંત્રી એસ જેયશંકર સરે આ સંસ્થાને આગળ લાવવા માટે બે કરોડ રૂપિયાનો ફાળો આપ્યો છે જેની અંદર વિવિધ પ્રકારના ઇન્ટરનેશનલ ઇક્વિપમેન્ટ તેમજ નવા નિર્માણ માટે હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે આની અંદર ઇન્ટરનેસનલ લેવલ કક્ષાના સાધનો આપવામાં આવ્યા છે જે સાધનો ગુજરાતની અંદર માત્ર એક આ એવી સંસ્થા છે છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેસનની અંદર નવી ટેકનોલોજીના સાધનો આપવામાં આવ્યા છે એ સાધનો દ્વારા બાળકોને રોજ પ્રેક્ટિસ કરવા માટે આવે છે આ પ્રેક્ટિસ કરવાથી યુવાનો પ્રેરિત થાય છે અને યુવાનો પ્રેક્ટિસ કરે છે અને એ જિલ્લા કક્ષાની સ્પર્ધા રાસ્ટ્ર કક્ષાની સ્પર્ધા અને નેશનલ કક્ષાની સ્પર્ધાની અંદર ભાગ લે છે અને મેડલ લે છે સાથે સાથે આ સંસ્થાની અંદર શ્રી અંબુભાઇ પુરાણી સ્વિમિંગ પુલ તરંડ કુલ ચાલે છે આ યુવાનો માટે સમરમાં કોચિંગ કરાવે છે જે બાળકોને વિવિધ પ્રકારના સ્વિમિંગમાં પોતાનો જીવ બચાવી શકે એ પ્રમાણેની સ્વિમિંગની વિવિધ કસરતો કરવામાં આવે છે અને આ સંસ્થા દ્વારા બાળકોને આગળ વધવા માટે ખૂબ જ ઉપયોગી છે સાથે સાથે યુવા પેઢી એ અહીંયા આગળ આ કેમ્પસની અંદર ખૂબ જ સારા એવા કાર્ય કરે છે જેમ કે રનિંગ જોગિંગ જમ્પિંગ જે પોલીસ છે ફોરેસ્ટ છે એવી વિવિધ સરકારી ભરતીઓની અંદર પણ આ લોકોના ઉપયોગમાં આવે છે જેથી કરીને આ આ સંસ્થામાં વિવિધ પ્રકારના સાધનોનો બી ઉપયોગ કરવામાં આવે છે અને અંબુભાઇ પુરાણીના નામનું એક જીમ બી બનાવામાં આવેલું છે પુરાણી ફિટનેસ સેન્ટર એ પુરાણી સેન્ટરની અંદર વિવિધ ટેકનોલૉજી સાથેના નવા નવા ઉપકરણોનો બી સમાવેશ થાય છે જે ખિલાડીઓને તૈયાર કરતાં સાથે સાથે બાળકોને બી વિવિધ સ્નાયુઓની એક્સરસાઈઝ કરાવવામાં આવે છે આ સંસ્થાની અંદર વિવિધ પ્રકારના ગ્રાઉન્ડોનું બી નિર્માણ કર્યું છે જેમ કે વોલીબોલ બાસ્કેટબોલ ફૂટબોલ ક્રિકેટ જિમ્નાસ્ટીક્સ મલખમ ફોક મલખમ તેમજ સાધન વ્યાયામ બી બાળકોને કરાવવામાં આવે છે સાધન વ્યાયામમાં તમને વાત કરું તો લાઠી લેઝીમ ડમ્બેલ્સ મગદળ વોન્ડ સાથે ભાલા તલવાર જમૈયા ઢાલ આવી વિવિધ પ્રકારની ક્રિયાઓ પણ બાળકોને કરવા માટે આ સંસ્થામાં ઉપકરણોનો ઉપયોગ થાય છે જે બાળકોના શિક્ષણ સાથે સાથે બાળકોને વિવિધ પ્રકારની શારીરિક માનસિક સામાજિક અને સમાજમાં જઈને કયા પ્રકારનો વ્યવહાર વર્તન કરવું જોઈએ એ બી આ સંસ્થા દ્વારા શીખવાડવામાં આવે છે વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સાથે નમ્રતા નિરમેટી આમ જ આ બધા પુરાણી બંધુઓ દ્વારા જે નિર્માણ કરવામાં આવ્યું છે એ ટોટલ ખૂબ જ સારી એવી મોટી સંસ્થા છે જેની અંદર ખિલાડીઓ આજુ બાજુના રહેતા લોકો પણ આ સંસ્થાનો ઉપયોગ કરે છે આ સંસ્થાના વિવિધ પ્રકારના મેદાનો છે જેમાં સાંજના સમયે બી આજુ બાજુ વિસ્તારના બાળકો બી આવે છે જે બાળકો આવીને વિવિધ પ્રકારની રમતો સાથે પોતાનો સમય ફાળો આપે છે અને પ્રશિક્ષણ કેન્દ્રોનું નામ જણાવું તમને તો શ્રી છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેસન નામની એક સંસ્થા બી જે ચાલુ છે જે બાળકોને આજુ બાજુના રહેતા વિસ્તારોમાં એમનો ખૂબ જ સારો એવો ફાળો મળે છે તેમજ આ સંસ્થાની અંદર વ્યાયામ વીર વ્યાયામ જ્યોત વ્યાયામ કોર્સ એવા ઘણા પ્રકારના સારા એવા વર્ગો થાય છે જે બાળકોની અંદર સ્ફૂર્તિ જીજ્ઞાસા સેલ્ફ ડિફેન્સ કઈ રીતે બાળકે બચવું જોઈએ કઈ રીતે બાળકે ભણવું જોઈએ કઈ રીતે બાળકે પોતાનું જીવન જીવવું જોઈએ એ દરેક વસ્તુનું પ્રશિક્ષણ કેન્દ્ર આ સંસ્થાની અંદર આપવામાં આવે છે રોજ આ સંસ્થાની અંદર જિમ્નાસ્ટીકસની અંદર એકસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ બી રોજ સવાર સાંજ ભાઈઓ અને બહેનો નાના ભૂલકાઓ બાળકો બધા જ આવે છે અને આ સંસ્થાનો ખૂબ જ સારો એવો લાભ લે છે તો જેથી કરીને તમે ખૂબ જ ઉપયોગી આ સંસ્થાને લઈ શકો છો અને ભવિષ્યની અંદર અમારી પાસે એવા બીજા બી ઘણા બધા ડેવલોપમેન્ટ થયું છે જેમાં ધાબા ગ્રાઉન્ડ તરીકે ગવર્નમેન્ટ ગુજરાતનો એક સેન્ટર છે જેની અંદર સિન્થેટિક ટ્રેક ચારસો મીટરનો ટ્રેક એન ટ્રેક કહેવામાં આવે છે જે લોકલ પબ્લિક માટે બી ઉપયોગમાં આવે છે સાથે સાથે ત્યાં આગળ બેડમિંટન હોલ છે બેડમિંટનની સાથે સાથે હમણાં નવો હાઇપ પરફોર્મન્સ એક્સિલન્ટ જિમ્નાસ્ટીકસ હોલ બને છે જ્યાં આગળ એ જ રીતે અમારી સંસ્થામાં શ્રી છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજની અંદર બી આ એક જિમ્નાસ્ટિક હાઈ પરફોર્મન્સ સેન્ટર બનેલું છે જે બાળકોને વિવિધ પ્રકારની સેવાઓ આપે છે અને એમના કોચ ટ્રેનરો જે બાળકોને નવી વિવિધ પ્રકારની કસરતો કરાવે છે અને એ કસરતો દ્વારા અમારી સંસ્થાના વિદ્યાર્થીઓ નેસનલ કક્ષાએ રાષ્ટ્ર કક્ષાએ અને રાજ્ય કક્સાએ ખૂબ જ સારું એવું પ્રતિનિધિત્વ ધરાવે છે આ સંસ્થાની અંદર બાળકોને ખૂબ આગળ વધારવા માટે તેમજ વિવિધ પ્રકારની ક્રિયાઓ કરવા માટે ખૂબ પ્રેરિત કરવામાં આવે છે આ સંસ્થા મૂળ તો અમારા પુરાણી બંધુઓનો એક ધ્યેય હતો કે શરીર માધ્યમ ધર્મ કૂલો સાધનમ એટલે કે બાળક પોતાના શરીરને ધર્મ તરીકે અપનાવે અને સારું એવું જીવનની અંદર તંદુરસ્ત રહે એ એક મોટો હતો અમારા સંસ્થાના સ્થાપત્યનો અને યુવા પેઢી આજ જે બીજા માર્ગે જઈ રહી છે તો એ બીજા માર્ગે ના જાય અને પોતાના શરીરનું સારું એવું આગળ વધવા માટે વિવિધ કસરતો વ્યાયામો કરવા જોઈએ જે બાળકોના અંગ અને શારિરીક માનસિક સમાજ માટે ખૂબ જ એક પ્રેરિત છે આપણે જાણીએ છીએ કે આ આપણી યુવા પેઢી યુવાધન આડા માર્ગે જઈ રહ્યું છે પણ એ યુવાધનને જો આપણે પાછું સારું અને તંદુરસ્ત બનાવવું જોઈએ તો એના માટે તમે અમારી સંસ્થા શ્રી છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજની અંદર બેચલર ઓફ ફિઝિકલ એજ્યુકેસનનો કોર્સ ચાલે છે જે યુવાઓને શિક્ષીત અને આગળ વધવા માટે બી કાર્યરત કરે છે આ અમારી સંસ્થા છે